કેમ છે કૃષિ હું હમણાં જ છે ને મારો ફોન ચેક કરતી હતી અને આ જોને કેટલા બધા મેલ્સ મેલ બોક્સમાં આવ્યા છે તો તે કીધું હતું એમ હું બધા મેલ્સ ચેક કરતી હતી ને અચાનક જ આ એક મેલ જોઉ છું તો એવું બતાવે છે કે આ વેબસાઇટ પર મારી જે એકાઉન્ટ છે એની સુરક્ષામાં ખતરો આવે છે કંઈક મેં હેક થઈ ગયું હોય એવું લાગે છે મેં તો પાછું ટુ સ્ટેપ ઓથેન્ટિકએશન અને એ બધું કર્યું છે પણ તેમ છતાં એમાં કંઈક આવો મેસેજ આવ્યો હવે તારે મને મદદ કરવાની છે હવે જોને આમાં આવો મેસેજ આવે છે હું તને સ્ક્રીનશૉટ પાડીને બધા જ મેસેજો વોટ્સઅપ તો કરું જ છું પણ હમણાં મને કે કે આ મારો ડિજીલોકર છે એનો પાસવર્ડ હું કેવી રીતે બદલી શકું શું કરી શકું આમાં મેં ઘણું બધું ટ્રાય કર્યું પણ કંઈ થતું નથી બધા પ્રયત્નો શૂન્ય છે તો હવે તું જ કે મારે શું કરવું